આપણી ત્રણ ઋતુઓ હોય છે શિયાળો ઉનાળો અને ચોમાસું તેમાં અલગ અલગ મોસમમાં અલગ અલગ ઝાડ કે છોડ વાવવામાં આવે છે અને તેની ખૂબ જ સારી રીતે માવજત કરવામાં આવે તો તે આપણને ફળ ફૂલ આપે છે ઉપરાંત તે આપણને સારું એવું વાતાવરણ આપે છે હવે તો કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન પણ થાય ગાર્ડનિંગ પણ થાય છે એમાં છે કિચન ગાર્ડનમાં આપણે કિચન એટલે કે રસોડું રસોડામાં કામ આવતી શાકભાજીઓનો આપણે વાવેતર કરી શકીએ છીએ જે જમીન ન હોય તો આપડે કૂંડામાં પણ તેનું છોડ વાવી કે રોપો વાવીને આપણે તેને ઘર પૂરતું છોડની માવજત કરી અને તેને ઉગાડી શકીએ છીએ અને તેમાં સારા સારા એવાં ખાતર પણ જેમાં છાણિયું ખાતર સૌથી સારું આવે છે છાણિયા ખાતરનો ઉપયોગ સરસ રીતે કરવાનો હોય છે તેનાથી છોડ છોડમાં છે ને ખૂબ જ સારી રીતના તેની માવજત કરવામાં આવે તો છોડ ખીલેલું ખીલેલું આપણને મળે છે ફૂલ પણ સારા સારા મળે છે ઉનાળામાં જોઈએ તો ઉનાળામાં ખાસ કરીને બાજરો પછી મગ જીરું ચોળા અને એરંડા એવાં જે ઓછું વરસાદ પડ્યો હોય એવાં સ્થળે તેનું વાવેતર કરવામાં આવે છે અને ઓછાં પાણીએ સારું એવું વાવેતર થઈ જાય અને સારી એવી માવજત કરવામાં આવે તો સારો એવો પાક તેમાંથી મળે છે ચોમાસામાં આપણે ખૂબ જ સારા સારા એવાં શાકભાજીનું વાવેતર કર્યું હોય તો તે આપણને એ સારી રીતના તેનું ફળ ફૂલ આપી આપે છે અને શાકભાજીઓ જે તરત ઊગી જાય છે શિયાળામાં તો આપણે જોઈએ તો બજારમાં ઘણાં બધા પ્રકારનાં શાક મળતાં હોય છે તો શાકભાજી જે ખૂબ જ સરસ રીતે આપણે ખાઈ શકીએ અને મજા માણી શકીએ અને તેમાં આપણાં શરીરનાં ઘણા અંગો કે શરીર માટે જે સારું છે એ શાકભાજી અને ભાજી એમાં જોઈએ તો આપણને ધાણા ભાજી પછી મેથી ભાજી ફુદીનો જેનું આપણે છે જ્યુસ બનાવીને પી શકીએ છીએ પછી બીટ મળે છે બીટ માટે આપણે સારા એવાં હિમોગ્લોબિન જે શરીર માટે ખૂબ જ સારું છે તેનું આપણે વધારો કરી શકીએ છીએ અને સારા સારા શાકભાજી જે આપણને આંગણ કે ટેરેસ ગાર્ડન કે કિચન ગાર્ડન હોય તેમાં આપણે તેનું વાવેતર કરી શકીએ છીએ ટામેટાં છે જે દેશી ટામેટાં ઘરે કે વાડીએ આપણે વાવેલાં હોય મરચી છે ધાણાં છે મેથી છે તેનું જે આપણે મીઠો લીમડો છે અને રોજિંદા જે શાકભાજીમાં આપણને કામ આવે છે તેનું સારી રીતનાં વાવેતર કરી અને તેની માવજત કરવી જોઈએ પછી શિયાળામાં તો આપણને ઘણું બધું મળી જાય છે વાત કરીએ ઉનાળાની તો ઉનાળામાં દૂધી છે દૂધી પણ મળી જાય છે અને દૂધી ઘણાં લોકો માટે સારી હોય છે ખૂબ જ ઓછા લોકોને તે ગમતી હોય છે દૂધી અને દાળનું શાક ખૂબ જ સરસ બને છે પછી બટેકા છે લસણ છે ડુંગળી છે અમુક લોકો આ વસ્તુ નથી ખાતા હોતા કંદમૂળ હોય છે એ અમુક લોકો કે અમુક ધર્મવાળા લોકો નથી ખાતા હોતા અને એ ખાવું પણ સરસ છે સારું છે શાકભાજી હોય કે ફળ ફૂલ હોય કે અલગ અલગ છોડ હોય છે અલગ અલગ મોસમ પ્રમાણે તેની માવજત કરવી જરૂરી બને છે તો તેની માવજત સમય પ્રમાણે ન કરીએ તો એ આપણને સારું એવું પરિણામ આપતાં નથી એટલા માટે જો નાના નાના છોડ હોય તેને છે ને પૂરતી ઊર્જા આપવી જોઈએ તેને ઘણી બધી વધારે ઊર્જા આપીએ તડકો મળે તો તે બળી જાય છે અને એને ઘણું બધું પાણી મળે તો પણ તે બળી જાય છે એના માટે છે ને સાવ જમીન ખાલી નીલી કે ભીની ભીની હોય એટલી જ તેના માટે ઊર્જા સારી હોય છે તેનાં માટે એટલી જ માવજત કરવી પડે છે તેનાં માટે કોઈ પણ પ્રકારનું વધારાનું પાણી કે વધારાનાં ખાતરની જરૂર હોતી નથી અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ છાણીયું ખાતર એ બધા છોડ કે ઝાડવા માટે સરસ પરિણામ લાવે છે